ગુજરાત ગુજરાત નામ જ માત્ર ઇનફ છે એ બતાવવા માટે કે વિવિધતાઓથી ભરેલો છે ગુજરાત રાજ્ય એક રાજ્ય કેટલી વિવિધતાઓ ધરાવે છે આમ જોઈએ તો સંપૂર્ણ ભારતનું નાનું એવું સ્વરૂપ એટલે ગુજરાત ગુજરાતમાં રણ પણ છે ગુજરાતમાં દરિયાકિનારો પણ છે ગુજરાતમાં પર્વતો પણ છે એક નાનકડાં ગુજરાતમાં ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે માત્ર ભારતમાં રાજસ્થાનમાં રણ છે દરિયા કિનારો સાઉથના પ્રદેશોમાં છે પરંતુ ગુજરાત એક માત્ર એવું છે જેમાં કચ્છનું રણ દ્વારકા સોમનાથનો દરિયાકિનારો પણ છે અને પર્વતો તો અઢળક છે ગુજરાતની સંસ્કૃતિ વિવિધતાઓ દર્શાવે છે જો ગુજરાતના પહેરવેશ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમુક લોકો પહેરણ પહેરે છે અમુક લોકો સાડીઓ પહેરે છે કહેવાય ને કે બાર ગાવે બોલી બદલે એમ પહેરવેશ પણ બદલે છે ગુજરાતના અમુક અમુક લોકો સાદો ડ્રેસ જેને કહી શકાય એવું પહેરે છે જ્યારે અમુક ગામડાંની લોકો ગામડાંના લોકો આજે પણ સાડીઓ પહેરે છે તેમજ તે અમુક અમુક સ્પેશિયલ કબીલાના લોકો તેનું પોતાનું પોતાનું ખાનદાની મતલબ પરંપરાગત વસ્ત્ર પહેરે છે તેમજ જેમ કે આહિર ચારણ રબારી તે લોકો પોતાનું એ લોકો પોતાના વસ્ત્ર પહેરે છે તો ગુજરાતમાં આમ જોઈએ તો દરેક જ્ઞાતિએ દરેક મતલબ જિલ્લામાં અલગ અલગ લોકો અલગ અલગ પરંપરાગતના વસ્ત્રો પહેરે છે ગામડાંની શૈલી તમે જુઓ તો તેમાં દાદાઓ ટોપી પહેરેલા હાથમાં લાકડી રાખેલા તેમજ કુર્તો ધોતી પહેરેલા જોવા મળે જ્યારે એ જ દાદા સીટીમાં તમે જુઓ ટાઉનમાં કોઈ બી તો ત્યાં તમને ઝભ્ભો અને ચોરણીયું પહેરેલા જોવા મળે છે માત્ર વસ્ત્રોમાં જ નહીં પરંતુ ખોરાકમાં જોઈએ તો પણ આપણને વિવિધતાઓ જોવા મળે છે ગુજરાતના દરેક દરેક જગ્યાએ કંઈક ને કંઈક વિશેષતા છે ઉપરની તરફ જાઓ તો મસાલાવાળું જમવાનું તમને ઓછું જોવા મળે છે જ્યારે કાઠિયાવાડમાં તો કાઠિયાવાડી જમવાનું તીખું તમતમતું જોવા મળે છે કાઠિયાવાડમાં વિવિધ વાનગીઓ પ્રખ્યાત છે તેમજ તે સુરત બાજુ જાઓ તો ત્યાં પણ કંઈ અલગ ફેમસ છે ગુજરાતમાં દરેક જગ્યાએ વિવિધ વસ્તુ મળે છે જેમ કે જામનગરમાં કચોરી સારી મળે છે સુરતનો લોચો સારો મળે છે તેમજ તે કાઠિયાવાડના ખાંડવી પાતરાં ઢોકળા થેપલાં પુડલા આપણી દરેક દરેક વાનગી અલગતા બતાવે છે આપણે માત્ર ગુજરાતના જ તે વાનગીઓની વાત કરીએ ને તો પણ દરેક વાનગી કંઈક અલગ અલગ પ્રતિબિંબિત કરે છે દરેક વસ્તુ પાછળ કંઈક ને કંઈક અલગ રાઝ રાઝ નોટ ઈન સેન્સ રાઝ પણ કંઈક અલગ છુપાયેલું છે ગુજરાતની સંસ્કૃતિની વાત કરવામાં આવે તો પોષાકની આપણે વાત કરી જમવાની મતલબ કે ખોરાકની ય વાત થઈ ગઈ હવે વાત આવે છે તહેવારોની ગુજરાતમાં વિવિધ તહેવારો ઉજવાય છે ગુજરાતી લોકો મરાઠીઓનો તહેવાર મરાઠીઓનો તહેવાર પણ ઉજવે છે તેમજ તે તેઓ મરાઠીઓનો તહેવાર ગણેશ ચતુર્થી ઉજવે છે ઉજવે છે તેમજ તે મરાઠીઓનું નવું વરસ પણ આપણે અહીંયા ઉજવવામાં આવે છે એવી જ રીતે એ લોકો કોલકતામાં થતી દુર્ગા પૂજા જે ગુજરાતમાં પણ ઉજવવામાં આવે છે તેમજ ગુજરાતીઓના ગરબા તો સદાય છે જ તે આ ઉપરાંત ગુજરાતીઓ વિવિધ અનેક પ્રકારના ઉત્સવો ઉજવે છે ગુજરાતમાં માત્ર એક અને એક જ ઉત્સવ ઉજવવો એવુ ક્યારેય હોતું નથી ગુજરાતીઓ દરેક ભારતના દરેક તહેવારોને ઉજવે છે તેમજ આમ જોઈએ તો દરેક શહેરમાં પણ અલગ અલગ રિવાજો છે અલગ અલગ ઉત્સવો ઉજવવામાં આવે છે ધારો કે જ્યારે પોતાના જ તે રિજીનલ એરિયાની વાત કરવામાં આવે તો પોતા પોતે જે ગામમાં છે પોતે જે જગ્યાએ છે ત્યાંના જો કોઈ સ્મારકો હોય છે કોઈ વીર થઈ ગયા હોય છે તો તેમની તિથિ ઉજવવી તેમને લગતા તહેવારો ઉજવવાં એ ગુજરાતમાં જોવા મળે છે ગુજરાતના નૃત્યની વાત કરવામાં આવે તો ગરબા તો છે જ તે આ ઉપરાંત નાટક ભજવણી આખ્યાનો વિવિધ જોવા મળે છે તે પણ એક ટાઈપનું ન્યુ નૃત્ય જ છે આપણે જોઈએ છે કે રામદેવ પીર રામદેવ પીર હા રામદેવ પીરની રાતે બધાં ઓલું કરતા હોય શું કહેવાય હા તો દરેક એ નૃત્ય જ છે આ તે નાટકો વિવિધ નાટકો જોવા મળે છે વિવિધ ભજનો પણ જોવા મળે છે તો ગુજરાતની સંસ્કૃતિ વિવિધતાથી ભરપૂર છે આપણે જોઈએ કે ખાણીપીણીમાં પણ જોયું આપણે પહેરવેશમાં પણ જોયું પ્રસંગોમાં ઉત્સવોમાં પણ જોયું એવી જ રીતે પ્રદેશ રીતે જોઈએ તો પણ ગુજરાતમાં વિવિધતા છે ગુજરાતની ભાષાઓ પણ વિવિધ છે ઉપરની તરફ ઉત્તર ગુજરાતમાં જાઓ તો ત્યાં શુદ્ધ ગુજરાતી બોલે છે સુરત અને નવસારી એ સાઈડ જાઓ તો ચરોતરી બોલે છે અમદાવાદમાં અમદાવાદી તો કાઠિયાવાડમાં શુદ્ધ કાઠિયાવાડી ભાષા બોલે છે તેમજ ગામડાંઓની વાત કરવામાં આવે તો ત્યાં તો એકદમ રફ કાઠિયાવાડી લેંગવેજ ભાષા બોલવામાં આવે છે આવી જ રીતે તમે દરેક શહેરે જાઓ ત્યારે તમને ઓલું કહેવાય ને બાર ગામે બોલી બદલે એમ ગુજરાતમાં અંદર જ તે વિવિધ પ્રકારની બોલી હોય છે તો ગુજરાતની સંસ્કૃતિને જ્યારે તમે સમજવાની શરૂ શરૂઆત કરો ત્યારે તમને થોડું મુશ્કેલ રહે છે પરંતુ ગુજરાતની સંસ્કૃતિ એટલી બધી વિવિધતા તમને દર્શાવે છે કે કે સંપૂર્ણ ભારતનું નાનું એવું વર્ઝન કઈ શકો છો તમે ગુજરાતને કે આખા ભારતમાં જેટલી વિવિધતા છે એટલી વિવિધતા માત્ર એક આટલા ગુજરાતમાં તમને જોવા મળે છે તો કહી શકાય કે ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતનું કલ્ચર ગુજરાતની રહેણીકહેણી તે વિવિધતાઓ દર્શાવે છે પણ એક વાત સાચી છે કે ગુજરાતીઓમાં આટલી વિવિધતાઓ હોવા છતાંય તે ગુજરાતી હોવાનો ગર્વ છે અને એકતા છે તો આપણે ગુજરાતની સંસ્કૃતિના જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણે એની વિવિધતાઓને જાણી શકીએ છીએ અને તેને સમજી શકીએ છીએ